હું અશોક મિલની મુલાકાત લેવા જતો હતો ત્યાં મને રસ્તામાં ચામુંડાની ચાલી જોવા મળી ચામુંડાની ચાલીમાં હું જતાં જ ત્યાં બહુ સારા લોકો જોવા મળ્યાં અને ત્યાંના લોકોએ મારો ખૂબ આદર સત્કાર કર્યો અને તેમાં તો એક દાદીએ મને ઘરે ખાવા બોલાવ્યો અને તેમનાં ઘરે હું ખાવા ગયો અને તેમણે તેમની જૂની બધી વાતો મારી સાથે સેર કરી એ વાતો મને અત્યારે પણ યાદ છે અને એ હું એ દાદીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને ચામુંડાની ચાલી ખુબ જ ગમી અને હું ફરીથી ચામુંડાની ચાલીમાં જઇશ